પ્રૌઢ લોકોની વાત કરીએ તો પ્રૌઢ એટલે કે વૃદ્ધ જે આપણે એમને વૃદ્ધ તો ના કઈ શકીએ પણ જેઓ ઉંમરથી અથવા તો કામમાંથી નિવૃત્ત એવા લોકો કે જે સામાજિક અથવા તો સોશિયલ કાર્યોથી પરિચિત અને અનુભવી હોય પણ હવે એવી ઉંમરે પહોંચે છે જ્યાં એમને રંજનાત્મક એટલે કે મનોરંજન પૂરી પાડતી રમતો અથવા તો પ્રવૃતિઓ તરફ પ્રેરાય છે આવા લોકોને સાત તાળી રમતો દેશી રમતો કે જેમાં ફ્કત અને ફક્ત શારીરિક શ્રમ નહીં પણ મનોરંજન પણ પૂરું પાડી શકાય એવી રમતો સાત તાળી રમતો વાર્તાઓ અથવા તો રોટેશનવાળી રમતો કે જેમાં બહુ ઉછળકૂદ કરવાની ના હોય બહુ રોટેશનો ના હોય એવી રમતો તરફ એમને દોરી શકાય અને મનોરંજન પૂરું પાળી શકાય આપણા ગુજરાતી સાહિત્યમાં એવી ઘણી બધી પ્રાદેશિક અને દેશી રમતો આવેલી છે કે જેનો રંજનાત્મક રમતોની અંદર સમાવેશ કરવામાં આવે છે અથવા તો એને મનોરંજન પૂરી પાડતી રમતો કહેવામાં આવે છે છે કે આખા દૈનિક દિવસ દરમિયાન કરેલી પ્રવૃતિઓ અથવા તો કરેલા કાર્યોમાંથી રાહત અથવા તો થાક દૂર કરે એવી રમતોને આપણે રંજનાત્મક અથવા તો મનોરંજક રમતો કહીએ છે